આજકાલ સૌથી વધારે વપરાતી એપ છે ગૂગલ પે આજકાલ બધા લોકો ગૂગલ પેનો ઉપયોગ વધારે કરે છે પૈસાની લેવડ દેવડ માટે આસાનીથી થાય છે પૈસાની લેવડ દેવડ થઈ શકે છે ગૂગલ પેથી ફાયદો એ થાય કે તમારે પાસે પૈસા સાથે લઈ જવાની જરૂર ના પડે કોઈપણ જગ્યાએ જાઓ તો જોખમ ન રહે તમારે પૈસાની જોડે લઈ જાવાની જરૂર ના પડે જે વસ્તુની તમે ખરીદી કરવા જાઓ બજારમાં તો તેનું પેમેન્ટ તમે સરળતાથી થઈ જાય છે અને પૈસા ચોરીની પણ જોખમ ઓછું રહે છે ગૂગલ પેના ગેરફાયદા પણ છે જો કોઈને એનો ગૂગલ પેનો પિન નંબર ખબર પડી જાય તો તમારા ખાતામાંથી પૈસા એ ઉપાડી શકે છે પૈસાની ચોરી કરી શકે છે ગૂગલ પે હોય તો તેના લીધે અમુક વાર આપણે બજારોમાં જઈએ તો જરૂરિયાત કરતાં વધારે સામાન આપણે ખરીદી લઈએ છે એના લીધે આપણને ખર્ચા પણ વધારે થઈ શકે છે